શું કરો હા આબ હું શું ક્યુ છું આપડે દિવાળી ઉપર છેને મને ટીક ટોક વાળું સિલ્વર બૂજ એંકલેટ લેવું છે દસ ચલસ માંથી આવું એક વાર દિવાળીએ ક્યુ છું હું ક્યાં આખો દી દરોજ તમને ક્યુ છું કે મને લઈ આપો હા તો ઇ ઘરમાં જ છે બાર તો ક્યાં જવાનું નથી અને ઇ બગડી પણ નથી જવાનું સારું તો રેસે ને

કેવું કાઇ એવું કાઇ નથી હું પેરિસ મને ઇ ગમે છે મારે લેવું છે બસ હા તો ચંપલ લીધો ચંપલ તો અલગ વસ્તુ છેને ઓકે

તમારે નથી લઈ દેવું તો મને ના પાડી દયો મારા વાંક ગણાવી ને ના પાડો છો ઇ સારું નથી પણ હું તમારી શાંતિ કયા ભંગ કરું છું હું તો તમને ખાલી પ્રેમથી પૂછું છું કે મને લઈ આપો આજ દિવાળીમાં દિવાળીમાં બી આપડે ધનતેરસનું કઈ પૂછું તો છું પ્યારથી પૂછું છું ને જરા હ સારું વાંધોનઈ મડીએ સાંજે તો હવે કે બેસું બસ કીટી પાર્ટી ઓકે ઓકે તો આપડે બેતલ સરોવર ફરવા જઇયે ચલો ની ની મૂવી જોવા મૂવી જોવા જવું છે મૂવી રીલીઝ થવાનું છે ચલો ઇ જોવા

કેટલા સારા અંતર ધામ આ કેટલો પ્યાર આવે મને તમારી ઉપર ઓકે ઓકે હા વાંધોનઈ ના બસ બીજું કાઈ નઇ તમે આવો એટલે આપડે હા હા અરે ઓકે નેસનલે જમવા જસું વાંધોનઈ બકુ ઇ જ કુર્તી પેરીસ ને ઇ જ યરીંગ પેરીસ ને એવી રીતે જ પેરીસ ડન